હા મારા મતે ભારતના ઘણા ભાગોમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે જે છોકરીઓને સાયકલ આપવામાં આવે છે અથવા તો જે લેપટોપ આપવામાં આવે છે તે ખૂબ જ કારગર યોજના છે હવે જે આપણે એ વિષે વાત કરીએ તો ઘણા એવા ગામડાઓના વિસ્તાર છે કે જ્યાં છોકરીઓને જોવા માટે કોઈ પૂરતું વાહન બસ કે એ ગામડાઓ એટલા અંતરાળ હોય છે કે અંદર સુધી કોઈ બસ કે એવું કંઈ આવી શકતું નથી તો એવા સમયે જો બસ ને એવું કાંઈ ન હોઈ શકે અથવા તો પરિવહન માટેની સુવિધાઓ ન હોઈ શકે તો તેવા સમયમાં જો છોકરીઓને સાયકલો આપવામાં આવે તો તેનાથી તેઓ સરળતાથી ભણી શકે છે અને શાળાએ અવરજવર કરી શકે છે બીજી વસ્તુ એ કે આપણે જોઈ છે કે ગામડાઓમાં સી ગામડાઓમાં શું પ્રશ્ન છે કે વધીને વધીને આઠ ધોરણ સુધીનું શિક્ષણ હોય છે હવે એથી વધારે જો શિક્ષણ મેળવવું હોય તો પછી દૂર થોડેક અંતરે રહેલું કોઈ મોટું ગામ છે કે જ્યાં માધ્યમિક કક્ષાનું શિક્ષણ કે એવું કાંઈ છે તો ત્યાં સુધી જવું પડે છે તો તેવા સમયમાં સાયકલ હોય તો છોકરીઓ છે એ વધારે ભણી શકે છે વધારે આગળ વધી શકે છે બીજી વસ્તુ એ કે ઘણી વાર મા બાપ પણ પોતાના છોકરાઓને છે ને ના પાડતા હોય એનું કારણ હોય છે પરિવહનની કોઈ સેવા નથી હોતી જો સાયકલ પ્રો આપવામાં આવે તો તેના દ્વારા છોકરીઓ છે એ સારી રીતે જઈ શકે છે બીજી વસ્તુ લેપટોપ અત્યારનો સમય એ આધુનિક સમય છે તો હા બિલકુલ આધુનિક સમયમાં લેપટોપની ખૂબ જ આવશ્યકતા છે એનું કારણ એ છે કે હવે બધે બધી વસ્તુ ઓનલાઇન થઈ ગઈ છે એજ્યુકેશન આપણે જાણીએ છીએ કે જ્યારથી કોરોના આવ્યો ત્યારથી જ બધી વસ્તુઓ ઓનલાઇન થઈ ગઈ છે એજ્યુકેશન ખુદ ઓનલાઇન થઈ ગયું હતું તો એવા સમયે આપણી આગળ જો લેપટોપ કે એવું કાંઈક હોય તો ખૂબ જ ભણવાનું સરળ થઈ જાય છે બીજી વસ્તુ એ કે જો કોઈ આપણ વધારે પડતા એવા અઘરા ટોપિક્સ માટે જો આપણને ક્યાંયથી પૂરતું સંદર્ભ સાહિત્ય ન મળતું હોય તો તેના માટે પણ લેપટોપ એટલું જ અગત્યનું છે બીજી વસ્તુ એ કે લેપટોપ દ્વારા આપણે વિશ્વના કોઈ પણ ખૂણા સાથે કનેક્ટ કરી શકીએ છે જે અત્યારના ટાઇમમાં ખૂબ જ મહત્ત્વનું છે કારણકે બીજા વિશ્વના કોઈ પણ ખૂણા સાથે કનેક્ટ આપણે જ્યારે થઈએ છે ત્યારે આપણને આપણા એકબીજાના જે સંસ્કૃતિ છે તેના વિષે પણ આપણે જાણી શકીએ છે એટલા માટે મને એવું લાગે છે કે લેપટોપ છે એ ખૂબ જ કારગર છે અને સરકારે આ યોજના બનાવી તો તેના પાછળ